ઓકે હલો તમે પેન કાર્ડ વિભાગમાંથી બોલો છો ઓકે ઠીક છે તો મારે નવું પાન કાર્ડ કઢાવવાનું છે એકચુલી મારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે ઠીક છે મારી પાસે આધારકાર્ડને બધુ છે લાઇટ બિલ પણ છે તમને શાની શાની જરૂર પડશે ઓકે એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ છે મારી પાસે ઓકે હા મારી બર્ડ ડેટ પણ એમાં મેન્શન છે મારો નંબર પણ મેન્શન છે હા ઠીક છે ઓકે તો ડોક્યુમેન્ટમાં બધું હું તમને ઝેરોક્ષ કરીને આપી જાઉં છું અને મને પાન કાર્ડ ક્યારે મળશે અચ્છા ઠીક છે ચાર દિવસમાં મળી જશે સારું વાંધો નહીં